અમારા વિસ્તારમાં મનોરંજનને આમ જોઈએ તો ઘણી પ્રવૃત્તિ છે તેમાં પણ મુખ્ય જોઈએ તો સ્થાનિક નાટકો મ્યુઝિકલ સોફ પછી ફેસ્ટિવલ સાંસ્કૃતિક ઉત્સવો પછી વિશાળ સૉમ્પિંગ મોલ પછી આપણે જોઇએ તો થિયેટર મલ્ટીપ્લેક્સ સ્પોટ્સ ઈવેન્ટ પછી કળાકૃતિ શિલ્પકળા પર્યટન સ્થળ એમાં પણ જ્યારે અમે લોકો વધારે પડતા એમ જોઈએ કે આજે તો મારે ખૂબ મનોરંજન કરવું છે તો ત્યારે અમે લોકો ખૂબ જ એવાં મોટાં નાટકો જોવાં જાઈએ મ્યુઝિકલ શોમાં જઈએ કે જેથી અમારો ખુદનો ઉત્સાહ વધે છે પ્રખ્યાત નાટક મંડળો સંગીતકારો રાજ્યમાં વ્યાપક રીતે અમારે લોકપ્રિયતા ધરાવે છે પછી ફેસ્ટિવલ્સમાં જોઈએ તો નવરાત્રિ મકરસંક્રાંતિ અને હોળી જેવાં તહેવારોમાં નવરાત્રિનાં ગરબા અને ડાન્સ પાર્ટીઓનું વિશેષ મહત્ત્વ છે એમાં અમારા વિસ્તારમાં તો આપણે જોઈએ ને તો ખૂબ જ મજા આવે કોઈ પણ આપણે જોવાં જઈએ તો કોઈ ફેસ્ટિવલ હોય નવરાત્રિ જેમ કે હમણાં ટૂંક જ સમયમાં નવરાત્રિ આવે છે તેમાં અમારા વિસ્તારમાં નવરાત્રિનું ખૂબ જ આપણે જોઈએ તો શેરીએ શેરીએ શેરી ગરબા ને એવી રીતે થતા હોય પછી કોઈ મોટા પાર્ટીપ્લોટમાં હોય તો એ રીતે અમે લોકો જઈએ તેવી રીતે મનોરંજનની ઘણી પ્રવૃત્તિ છે તેમાં પણ આપણે કોઈ એવો ફ્રી ટાઈમ હોય કે જ્યારે અમને એમ થાય કે અમારે ખૂબ જ ફ્રી છીએ ને અમારે કોઈ પ્રવૃત્તિ કરવી છે મનોરંજનની તેમાં અમે લોકો પછી કોઈ મૂવી જોવાં જઈએ થિયેટરમાં પછી એ સિવાય અમે લોકો નાટકો જોવાં જઈએ પછી અમે લોકો એમ થાય કે આજે ક્યાંય નથી જવું અને ઘરે જ રહેવું છે તો અમે લોકો એવું કરીએ કે કોઈ પણ નવું કંઇક શીખીએ જેમ કે ઇન્ટ્રેસ્ટનું હોય અમારી હોબી હોય તો એ રીતે કંઇક અમે લોકો શીખીએ અને પછી એવું બધું કરીએ રીડિંગ કરીએ પછી કંઇક આપણે આર્ટ એન્ડ ક્રાફ્ટ કરીએ તો આ બધી એવી મનોરંજનની પ્રવૃત્તિઓ છે પછી જેવું કે આપણે જોઈએ તો કે સાંસ્કૃતિક ઉત્સવો તે એવી રીતે ગુજરાતમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થાય છે જેમ કે ડાન્સ સંગીત કળાકૃતિનું પ્રદર્શન આપણે જોઈએ તો એવી રીતે ખૂબ જ મજા કરીએ છીએ કે એવી રીતે અમારું મનોરંજન બહું સારી રીતે થાય પછી વિશાળ ક્યારેક આપણે રવિવારને એવું હોય કોઈ રજા હોય તો આપણે કોઈ સોપિંગ મોલમાં જઈએ ત્યા શોપિંગ કરીએ પછી આપણે મલ્ટીપ્લેક્સમાં ફિલ્મો જોઈએ પછી ફૂડનો આનંદ માણીએ ત્યાં આપણે કોઈ ફૂડ ઝોન હોય તો એમાં લોકો અમે જઈએ ને પછી બહુ આનંદ માણીએ પછી કોઈ કળાકૃતિ છે શિલ્પકળા છે એમાં પણ અમારે ગુજરાતમાં ગુજરાતની લોકશિલ્પ અને હસ્તકળાનાં ઉત્સવ જેમ કે શિલ્પ ભવનોમાં ખાસ દિગ્દર્શન જ હોય છે પછી પર્યટન સ્થળો પર્યટન સ્થળો જેમ કે કચ્છનું રણ અને કોઈ પ્રાચીન એવા દરિયા પછી કોઈ પ્રાચીન મંદિરો કોઈ એવું હોય તો મંદિરોમાં પણ અમે લોકો જઈએ છીએ કારણ કે ત્યાં પણ આપણને માનસિક રીતે શાંતિ મળે અને આમ સાથે સાથે મનોરંજન પણ થાય છે ત્યાં અને પછી આપણે જોઇએ તો કોઈ એવો ફ્રીનો ટાઈમ હોય કે એમા આપણને ઓમ રહેવું છે કે શાંતિ ને તો પછી કોઈ એવી નવી નવી બુક્સ વાંચીએ કે જે આપણા ઇન્ટ્રેસ્ટની હોય આપણને વાંચવામાં મજા આવે એ કરીએ પછી ક્યારેય ક્યારેય કૂકિંગ પણ શીખીએ કોઈ નવી નવી વસ્તુ આપણે શીખવાં મળે એનાંથી પણ ક્યારેક મનોરંજન મળે છે અને પછી શાંતિથી ફેમેલી સાથે એવું હોય તો પછી કોઈ ફેમેલી ફેમેલી સાથે બેસીએ વાતો કરીએ અને એ પણ મનોરંજન કરીએ છીએ પછી ફેમેલી સાથે કોઈ ઇનડોર કે આઉટડોર ગેમ રમીને પણ મનોરંજન કરીએ અને એવી રીતે જ આપણે ખૂબ જ મજા કરીએ મનોરંજનની પ્રવૃત્તિથી આપણને તો આપણું માનસિક રીતે